હલો કેમ છો એટલે શા માટે ખરાબ લાગી રહ્યું છે થોડું વર્ણન કરી શકો આ લક્ષણો તમે ક્યારથી અનુભવો છો સારું તમે તાજેતરમાં ખોરાકનો કઈ બદલાવ કર્યો છે કે કોઈ તણાવ હકીકત છે કે એ કારણ પણ હોઈ શકે તણાવના કારણે શારીરિક અને માનસિક અસર પડી શકે છે સૌથી પહેલા તો તમે ઊંઘ ઉપર ધ્યાન આપો ઊંઘ પૂરતી હોય તો સ્વાસ્થ્ય સારું રહી શકે અને તણાવ પણ કાબૂમાં રહી શકે સૌથી પહેલા તો તમે સૂતા પહેલા આરામદાયક વાતાવરણ બનાવો ટીવી અને મોબાઈલથી દૂર રહો જો જરૂર પડે તો સ્વાભાવિક રીતે અમુક દવાઓ જે છે એ તમે લઈ શકો છો થોડું કસરત ઉપર ધ્યાન આપી શકો છો જેથી ભૂખ વધશે તાજી હવા નિયમિત કસરત સારા ફળ શાકભાજી અને પ્રોટીન એ તમને ઉપયોગી થઈ શકે છે ચોક્કસ જો આ રીતે તમે થોડા દિવસમાં મહેસુસ સારું ના કરો તો વધુ તપાસ માટે તમને બોલાવીશું ચોક્કસ થોડી પોઝિટિવિટી હકારાત્મકતા અને સ્વસ્થ જીવનશૈલી રાખવાથી તમને ચોક્કસ આરામ થશે ખૂબ સારું જો વધારે પડતું ચિંતા જેવું લાગતું હોય તો મારો સંપર્ક તમે ફરીથી તમે કરી શકો છો આભાર